રાકેશ હા તું આજે ચટણી ને આ બધું લાવ્યો છે એમાં થોડું સામાન્ય તીખું કરીને આપજે ને અને મસાલા પાઉં કે પછી એક દાબેલી અને બટર કોચ લાવજે એક હા અને ઉપર એ પેલું સામાન્ય જે નથી આવતું ચીલી પાવડર ને બસ એ નાખી લાવજે એવું છે અને તું આ જે બનાવે છે ને ચટણી અને ગ્રીન ચીલી એ બધું મને શીખવાડજે ને કેમકે ઘરે અમુકવાર મહેમાન આવતા હોય તો કેવું કે બનાવવા ચાલે

અને જોડે ભજીયા હોય તો પણ લાવજે ના ના એમાં બીજી ચટણી લાવજે જે દહીંની બનવેલી હોય છે ને એમ છે રાયતું લાવજે એટલે દહીંનું રાયતું હોય ને પેલી ચટણી જેવું એ

અને જે જે તને લાગે યોગ્ય કે સાથે ખવાય અથવા છાશ કે પછી કોઈ સોડા અને દાળ ભાત લાવજે જરૂરથી હં રોટલી લાવજે બે પાપડ હા હા અને શાક હં હા ચાલ